તમારે મારે માહિતી જોઈતી હતી કે હવે નવો નવો કયો સ્ટોક આવશે કયો પ્રકારનું કપડું આવશે હં હં હં કપડું કપડાં વિશે કંઈક

અચ્છા ઓકે હા છે હવે હવે આવશે નવરાત્રિ એટલે નવો નવો સ્ટોક આવશે અને આ વખતે સેલ્સ પર પણ નવાં નવાં ચણિયાચોળી બનેલાં છે મોતી વર્કનાં બાંધણી આ બાંધણી પર છે અભલા વર્ક પર છે તો આ વખતે ચણિયા ચોળીમાં ઘણી નવી વેરાયટી છે તો હં હં હં હં હા હા તો એક વખત આવીને જોઈ જાઉં હં ઓકે ઓકે સારું સારું